હા બોલું છું હા એટલે તમારે ઇલેક્ટ્રિકમાં જોઈએ છે કે પેટ્રોલમાં જોઈએ છે કે કઈ રીતના જોઈએ છે પેટ્રોલમાં આપણી પાસે સપ્લેન્ડર છે એક્ટિવા છે એક્સેસ છે પછી બુલેટ છે અને એક જૂપિટર છે અત્યારે હાલ માં આટલો સ્ટોક છે એટલે આપણે પર ડે ના આધારે જોઈએ છે આપણે એટલે કે તમારે કંઈ બાઈક જોઈએ છે હા તો સ્પ્લેન્ડર નું છે ને પર ડે નું ફાઇવ હંડ્રેટ રૂપીઝ છે હા પેટ્રોલની બંને છે પેટ્રોલની ફેસેલીટી તમારે તમે પણ કરી શકો અને અમારે તરફથી પણ મળે તમને જેમ ઠીક લાગે એમ નહીં બાઇકમાં સર્વિસ નહીં મળે ઇન્સુરંસ છે જેમાં કાઇ પણ થાય તો તમને કાઇ પણ ઇજા થાય તો એમાં પચાસ ટકા વળતા તમને મળી રહે આપડે પર ડે ફાઈવ હંડ્રેટ અ વિચારીલો તમે કેટલા થાય કેલક્યુંલેસન કરી લો એટલું છે પર ડે ફાઇવ હંડ્રેટ એટલે પંદર હજાર રૂપિયા થાય

એ જે સ્ટુડન્ટ માટે તમારે તમારી કોલેજની આઈડી બતાવવી પડે તો તમને એના ટ્વેન્ટી પશેન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે ઓકે શાંતિથી હા તમારું આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ બે

નહીં બીજી કંઈ નહીં નહીં તમારે લઈ જવાની અહીંયાં ડોક્યુમેન્ટ્સ જમાં કરીને તમારે લઈ જવાના હા આપણું એડ્રેસ છે ગાંધીનગર હોન્ડાના શો રૂમની બાજુમાં ના તમે બુકલેટ લ્યો તો એમાં સ્પેલન્ડરના પંદર હજાર છે મંથના અને અને એક્ટિવા લ્યો તો દશ હજાર છે એમાં પણ તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહે જેનાથી તમારે આઠ હજારમાં થાય ઓકે ઓકે